આ બધું બહુ આવી ગયું છે કે પહેલાંના જમાનાના જે પુસ્તકો જે પહેલાના જમાના અંદર જે અમારા દાદા ને પરદાદા જે હતા તે દરેક ગામડાની અંદર જાય તો દરેકના ફોન નંબર અને તેઓની ડાયરીઓની અંદર લખેલા હતા અને જે દિવસની અંદર જે માસિક મહીનાની અંદર જે પણ ખર્ચ કરે કે આવક અને જાવક માટે જે ડાયરીઓ લખી રાખતા હતા અત્યારનાં યુગની અંદર મોબાઇલની અંદર આ બધું આવી જવાથી અત્યારની જનરેશન કંઈ રાખતી ને અત્યારની જે પબ્લીક છે એ કાંઈ આવું રાખતી નથી અને જે અત્યારેજ અંદર પણ ભણતર પણ બહુ પહેલા ઓછું હતું અને અને જે પહેલાના જમાનાના લોકો જે હતા તે ભણતરની અંદર બહુ ખાસ માનતા ન હતા એટલે પછી જ્યારે કુટુંબોને પરિવાર થાય અને જ્યારે કામ કરવા લાયક જ્યારે છોકરાઓ થાય ત્યારે પછી એ લોકોને ઊઠાડી લેતા અને ઘરના કામની અંદર લગાડી દેતા એ રીતે ના જમાનાની અંદર એવું હતું કે જે કામ કરે અને જેટલા કામ કરવાથીજ જે કુટુંબનું ભરણપોષણ જ્યારે ભરણપોષણ મુશ્કેલીથી કરી શકતા હતા એટલા માટે લોકો ભણવાની અંદર ભણવાનું મહત્ત્વ બહુ ઓછું આપતા હતા અને એ ઓછું આપવાના કારણે અને ભણતર જેની અંદર જે થોડું ઓછું એ થઈ જાય છે પહેલાનાં